નમસ્કાર હું છું કૃણાલ નાયક મેં તાત્કાલિક જ હમણાં પોતાનું સરનામું બદલ્યું છે અને હું નવા સરનામે રહેવા આવ્યો છું મારો કોન્ટેક્ટ નંબર છે ડબલ નાઈન વન થ્રી ફાઈવ ટુ વન ટુ એઈટ વન અને હવે મારે તમારે જો કોઈ પણ ભવિષ્યમાં મારો સંપર્ક કરવાની જરૂર પડે તો મને આ નંબર પર નવા સરનામે જે હું પેલા અડાજણ રહેતો હતો તે હવે હું કતાર ગામ રહેવા આવી ગયો છું તો મારું નવું સરનામું મેં જે જણાવ્યું છે તેના પર મને અપડેટ કરશો જેથી કરીને ભવિષ્યમાં થનારી કોઈ પણ સંપર્કની બાબતોમાં પાછા ના પડી શકીએ